અંકિત બોલું છું અનીલ તને ખબર છે મારે અમેરિકા જવાનું છે અરે ના ના ફરવા માટે નહીં પરંતુ મારા મોટા ભાઈના મિત્રના મેરેજ છે અમે બધાં જવાના છીએ હા મારે તો દસ વર્ષ પહેલાંનો જ પાસપોર્ટ છે અરે આભાર અનીલ હું તો ભૂલી જ ગયો હતો કે એને રીન્યુ કરાવ રીન્યુ કરાવવો પડશે એમ ખૂબ જ આભાર મારા દોસ્ત એક મિનિટ ઊભો રહે હું હમણાં જ પાસપોર્ટ ઓફિસમાં કોલ કરીને તારીખ લઈ લઉ છું રીન્યુ માટે હલો નમસ્તે મેડમ મારુ નામ અંકિત છે અને મારો પાસપોર્ટ રીન્યુ કરાવવા માટે તારીખ લેવાની છે હા અને આવતા મહિનાની જ તેર તારીખ અનુકૂળ રહેશે આભાર મેડમ